હા જી નમસ્કાર હા જી હા હા બોલો સફારી પાર્કમાં મતલબ તમે ફેમિલી માટે જોઈએ છે કે પર પર્સન માટે જોઈએ આપણે પર પર્સન છે ને અઢીસો રૂપિયા એક જણના છે અને એક તમારું ગ્રુપ જોઈતું હોય તે ગ્રુપમાં એક આખું આવે પેકેજ સાડા પાંચ હાજરનું પેકેજ આવે એમાં તમે આઠથી પંદર જણને લઈ શકો છો બરાબર એમાં તમને આખું પેકેજમાં આખું ગીર સફારી તમને સારી રીતે ફરાવીએ એમાં તમારું ખાવાનું ઇન્ક્લુડ થઈ ગયું છે એ બીજું અંદર જે તમારું જિપ્સીમાં ટ્રાવેલિંગ કરે છે ને અંદર આખા ગીરની સફારીમાં એ પણ તમને આવી ગયું છે એ તમને પંદર જણ સુધી આવતા હોય તો તમારે માટે આ પેકેજ સૌથી સારું છે ને પર પર્સન આવતા હોય તો તમારે પર પર્સનના છ સો રૂપિયા છે સમજી ગયા હં એ તમે કઈ થી આવવાનું છે એને તમને નાઇટ સ્ટે જોઈતો હોય એના માટે અમે ગેસ્ટ હાઉસની પણ સુવિધા છે એસી છે નોનએસી છે એમા ઈ રિસોર્ટ પણ ત્યાં પણ છે રિસોર્ટ પણ છે

નહીં નહીં તમને આવવાના હોય તો તમે ઓનલાઇન બુકિંગ કરાવો તો સારું રહેશે કેમકે અભી સિઝન ચાલે છે તમને જે પેકેજ છે એ તમને કમ્પલસરી ઓનલાઇન કરાવવું પડશે કેમકે એમાં મોટું પેકેજ છે અડધા લોકો આમ કે ફોન પર કહેશે અમે આવીશું બુકિંગ કરી રાખજો અને પછી આવતા નથી એટલે તમને ઓનલાઇન જેટલા મેમ્બર આવવાના છો એ તે કરી તમને બુકિંગ કરાવવું પડશે જે તમે પૈસા હું પહેલા પે કરવા પડશે એ પહેલા માટે તમે ડાયરેક્ટ આવી શકો છો પર પર્સન આવવું હોય તે પણ વાંધો નહીં ને હોટેલ્સ ને તમે સ્ટે માટે જોઈતું હોય તે બધું અમે આવીને હું બૂક કરાવો કાતો ત્યાંથી ઓનલાઇન કરાવી શકો પણ આ પેકેજ તમારે ઓનલાઇન કરાવવુ પડશે તો એવું હોય તો તમે મને આવીને મળી જાઓ ઓફિસમાં મેં ત્યાં ઓફિસ પર મળી જઈશ તમને સવારે અગ્યાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મળી જઈશ ઠીક છે હા જી જી હા ને ચાલો